હલો રાવત સર તમે કેમ છો અચ્છા હવે મારા ઘરે એક મહિના પછી મારા દીકરીનાં લગ્ન છે તો મને તમારાથી મળવું હતું બધું મેન્યૂ ડિસ્કસ કરવાનું છે લગ્નનું અને શગનનું મહેંદીનું તો તમે ક્યારે ફ્રી હશો તો આપણે મળીએ ઓકે પરમ દહાડે ચાલો ઠીક છે કેટલા વાગ્યે ચાર વાગ્યે ઓકે ઠીક છે ઠીક છે તો આપણે તમારા રેસ્ટોરન્ટ જે છે બાગબાન ત્યાં મળીએ આપણે ઓકે ચાલો કેમ છો રાવત સર આ મારા જીજાજી છે અને આ મારી બેન છે અને આ મારી ડોટર છે આમનાં લગ્ન છે તો હવે મને મેન્યૂ ડિસ્કસ કરવું છે તમારી સાથે તો તમે તમારું મેન્યૂ બતાવો અને પછી એની કોસ્ટિંગ પણ બતાવો કે કેટલું થશે તમારા તો બહુ જ વખાણ સાંભળેલા છે ને તમારું જમણવાર જે પટેલ ફેમેલીમાં હતું તો અમને બહુ જ ભાવેલું બધું તો એમાંથી તમે મેં એક પેલું લાઈવ કાઉન્ટર જે હતું મેક્સિકન ચીલી ટોસ્ટનું એ તો બહુ જ સારું હતું અને જે પનીરની આઈટમ હતી એ તો ઓહોહોહો મોંમાં પાણી હમણાં પણ પાણી આવે છે એવું છે હા હવે તમે બતાવો ને અચ્છા ઓકે તો હવે છે ને આપણે બે સ્ટાટર રાખીએ એમાં એક ચીલી પનીર થઈ જાય અને એક મંચુરિયન થઈ જાય હા બે જે આપણે પીવાની જે ડ્રિંક્સ હોય છે એ સ્ટાર્ટિંગમાં એ બે રાખીએ આપણે કે પીના કોલાડા રાખી દઈએ અને એક ટેંગી ઓરેન્જ રાખી દઈએ પછી શું કહેવાય લાઈવ કાઉન્ટરમાં એક પાસ્તાનું થઈ જાય એક ઢોસાનું થઈ જાય અને એક શું કહેવાય પેલા બ્રુસેટો હોય છે ને એ એ થઈ જાય અને પાણીપૂરી તો બધાની જ ફેવરેટ એટલે તમે પાણીપૂરી તો રાખી જ લો હા પછી અને દહીં ભલ્લાનું એક કાઉન્ટર મૂકી દો ને રાવત સાબ તમારા દહીં ભલ્લા બહુ જ સારા છે હા અને મને લાગે આટલા સ્ટાર્ટર બહુ છે અચ્છા તમે ચાટ પણ સજેસ્ટ કરો છો ચાલો ચાટ પણ મૂકી દો કંઇ નહીં ઠીક છે ઠીક છે હવે આપણે મેન કોર્સ પર આવીએ જે મેન જમવાનું છે આ મને લાગે આપણે ત્રણ સરખા શાક મૂકી દઈએ અને એક દાળ થઈ જશે એક બિરયાની કાં તો રાઈસ અને સાથે ભાત ભાતની શું કહેવાય રોટલીઓ હોય ને જેમ નાન થઈ ગઈ કુલ્ચા થઈ ગયાં રૂમાલી રોટી એક આપણે મૂકી શકાય એ બહુ જ સારું રહેશે હા એમ લોકો છે ને થોડુંક અટરેક્ટ થશે ત્યાં ફ્રેશ ફ્રેશ બનતી હશે જોશે ને ગોળગમ ફરતી આવે છે હા હવે શાકમાં શું છે કે આપણે એક રાખી લઇએ બટર પનીર બટર મસાલા અને શું કહેવાય મિક્સ વેજ રાખી લઇએ અને એક કોફતા રાખી લઇએ એટલે બધું થઈ ગયું અને ગ્રેવીસ છે ને એ આપણે બધી ડિફરન્ટ ટાઈપની ગ્રેવીસ જુદીજુદી ટાઈપની ગ્રેવીસ મૂકીએ જેમકે એક ગ્રીન થઈ જાય એક યલો થઈ જાય અને એક બ્રાઉન અચ્છા ગ્રીન લોકો પસંદ નથી કરતા તો આપણે એ બ્રાઉન લઈ લઇએ ચાલો ને ઠીક છે હા અને દાળમાં છે ને તમે દાલ મખની મૂકો તમારી દાલ મખની બહુ જ સારી છે હં હવે સ્વીટ ડીશમાં શું મુકીશું આ મારું ગમતું ટૉપિક છે સ્વીટ ડિશ મને લાગે આપણે એક લાઈવ કાઉન્ટર જલેબીનું મૂકી દઈએ અને અસોટેડ ડિફરન્ટ જુદા જુદા ટાઈપના હલવા મૂકી દઈએ અને આઈસક્રીમ તો છે જ અચ્છા તમે કુલ્ફી સજેસ્ટ કરો છો ઠીક છે કુલ્ફી મૂકી દઈએ આઈસ્ક્રીમના બદલે હા હા ઠીક છે હા હવે શું છે કે આપણે રાત્રે જ્યારે ફેરા થશે ત્યારે આપણે કોફી અને થોડાંક બિસ્કિટ સર્વ કરીશું અને સાથે ચા પણ કોઈને કોફી નહીં ભાવતી અને ચા ભાવતી હોય તો ચા પણ આપળે સર્વ કરીશું બીજી શું રિકવારમેન્ટ છે અચ્છા હવે મને છે ને મેન જમવાનું એટલું સારું જોઈએ છે કે લોકો વાહ વાહ કરીને જાય અને તમારું નામ થાય હા હવે મને આનું બજેટ તમે કેટલું થશે એ તમે કહો ને મને મારા મારા પાંચસો લોકો છે હા એટલે તમે સમજો ને કે સાડા ચારસો આપણે પ્લેટો જોઈશે પાંચસો લોકો છે તો પચાસ લોકો આમ તેમ પણ હોઇ શકે એટલે હા ના ના રાવત સાબ આ તો બહુ વધારે થઈ ગયું ભાઈ ના ના ના આ તો મારા ગજાની બહાર છે તમે આ ચાલો ને આપણે થોડુંક હા હા આપણે મેન તો વસ્તુ ભૂલી જ ગયા સૂપ બે ટાઈપના સૂપ પણ જોઈએ એક આપણે ક્રીમ ઓફ બ્રોકલી કરી કાઢીએ અને એક મંચાઉ કરી કાઢીએ અચ્છા મંચાઉ નહીં મંચાઉ બહુ કોમન છે તો તમે સજેસ્ટ કરો કોઈ ઓકે લેમન કોરીએન્ડર મૂકી દઈએ કંઈ નહીં ચાલશે બટ મને છે ને જમવાનું એકદમ બેસ્ટ એટલે એકદમ સારું જોઈએ છે મને જમવામાં કોઈપણ કોંપ્રોમાઇઝ નથી જોઈતું

જ્યારે જાન આવશે ને ત્યારે આપણે શું કહેવાય ત્યારે આપણે આખા ડ્રાય ફ્રૂટસ સર્વ કરીશું એટલે સોરી આપણે ડ્રાય ફ્રૂટ બધાને આપીશું હા અને પછી એના પછી સ્ટાર્ટર સ્ટાર્ટ કરીશું હવે જાનમાં તો શું છે કે મારી છોકરીએ ગુજરાતીમાં મેરેજ કર્યાં છે લગ્ન કરે છે એટલે જાનૈયા લોકો જે છેલ્લે માગશે કે અમને તો આ જ જોઈએ છે તો એ તો તમને તરતને તરત જ બનાવીને આપવું પડશે હા એટલા માટે તમે તૈયારી રાખજો અને જો કોઈ એ જાનૈયા કહે કે ભાઈ અમને આ આ જગ્યાની આ વસ્તુ જોઈએ છે તો તમે તમારા માણસને મોકલીને જરાક કરાવી જ દેજો એ એ હું તમારા પર એ રાખું છું કે ભાઈ હા તમે આ કરાવી આપશો અને મુખવાસમાં તો છે ને મને પાન જોઈએ છે આ અશોક પાનવાળો નથી એના પાન તો બહુ જ સારાં છે એટલે તમે એ પણ તમે જ તમારા માથે જ રહેશે હં હું કંઇ કરવાની નથી આ બધામાં હમ હવે તમે મને કહો ને કે કેટલું થયું આનું ના ના ના હજાર રૂપિયા તો રાવત સાબ બહુ વધારે છે તમે થોડુંક જુઓ ને ભાઈ હમ હમ ચાલો ઠીક છે તમે આ આટલું મેન્યૂ અમારું ફાઇનલ કરો લગનની તારીખ પણ લખી દો લગનની તારીખ છે એકવીસમી ડિસેમ્બર બે હજાર ચોવીસ અને આપણે જગ્યા છે રાજ પેલેસ હા આપણી આ લેકવ્યૂ ગાર્ડન છે ને અરે સોરી લેકવ્યૂ રેસ્ટોરન્ટ છે ને એની આગળ થોડીક જ આગળ છે હા હા હં આ એ બધું મંડપ વંડપ તો બધું તૈયાર થઈ જશે મારી જે બેન છે એ ડેકોરેશનમાં જ છે એ ઈવેન્ટમાં જ કરે છે તો એ બધું કરીએ દેશે હવે તમે તમને ટેબલ ખુરશી અને જે તમને શામિયાણા અને જમવાનું જે જગ્યા જોઈએ છે તો તમે એક દિવસ આવી જાઓ અને જોઈ લો કે ભાઈ કેટલા તમને કેટલી જગ્યા જોઈએ છે અને ક્યાં જોઈએ છે તમને

હં ઠીક છે ઠીક છે ઓકે